મને ચિત્રકલામાં બહુ જ રસ છે અને મેં ત્રીજા ધોરણમાં હતો ત્યારનો મને ચિત્રમાં રસ છે અમારે એક સર હતા શૈલેષભઈ સાહેબ કરીને હવે એ સાહેબ જયારે પણ ભણાવતા હોય કે અમુકવાર ક્લાસની બહાર પ્રાર્થના પેલા બાળ બાર જે જગ્યાએ ઓમ સ્કૂલમાં જે બોર્ડમાં ને એ બધું હોય બહારની સાઈડ એ બોર્ડ ઉપર અમુક ચિત્રો દોરે સુવિચાર લખે અને અને જાત જાતની કલાકૃતિ દોરતા હતા તો એમને જોઈને મને ઓમ રસ પડતો હતો એ બધામાં ને ચિત્ર ત્યારથી હું દોરવાનો શરૂઆત કરી હતી મેં અને મારા પ્રેરણાદાયક તો એ જ છે કારણ કે એમણે મને ચિત્ર શીખવાડ્યું છે ને અમુક વસ્તુ એવી દોરે ને જાણે આપણે જોઈએ તો એવું લાગે કે આ ચિત્ર નથી ઓમ અંદર અદભુત કલા જ છે એકજાતની એવી રીતે દોરતા હતા અને ત્યાંથી મને રસ પડવા માંડ્યો ને હું જયારે સાતમા ધોરણમાં આવ્યો અને મેં ચિત્રકલામાં પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો અને મારો પહેલો નંબર આવેલો અને સરે મને ગિફ્ટ રૂપે ચિત્ર ચિત્રકલા અને ચિત્ર બોર્ડ આપ્યું હતું ત્યારથી હું ચિત્રકાર બની ગયો છું